ઘરમાં એવી બધી બેસી મજા માણે તેવી રમતો છે કે જે રમતો વડે એન્ટરટેનમેન્ટ થાય સમય પસાર થાય બાળકોના સાથે રહેવા મળે બાળકો જોડે તેમના આપણાં એવા જે જીવનમાં મજા માણેલી હોય તે કિસ્સાઓ કહી શકાય તેમને એવી રમતો કે જેમ લૂડો કેરેમ સાપ સીડી ચેસ લખોટા એસઓએસ શૂન્ય ચોકડી બહુ બધી એવી રમતો છે કે જે ઘરમાં આપણે રમીને મજા માણી શકીએ છીએ ફક્ત યુવાન નહીં પરંતુ નાના બાળકો વૃદ્ધો આપણાં માતા પિતા બધા જ એ રમતો રમી શકે છે અને પોતાનાં જીવનમાં એન્ટરટેનમેન્ટ લાવી શકે છે સમય પસાર કરી શકે છે લૂડોની વાત કરીએ તો લૂડોમાં આપણે ચાર લોકોની જરૂર હોય છે પહેલાં આપણે પેજ પર રમતા હતા અને હવે તો મોબાઇલમાં પણ લૂડો આવી ગયા છે મોબાઇલમાં તો પાંચ અને છ બહુ બધા એવા રમી શકીએ છીએ પહેલાં આપણે ઘરમાં રમતા હતા ઘરમાં હવે તો મોબાઈલ સાથે હોય કે જ્યાં ત્યાં આપણે મોબાઈલ લઈ જઈએ ત્યાં ત્યાં ગેમો આપણી પાછળ આવવા મંડી છે લૂડોમાં ચાર લોકો રમે તેની વાત કરીએ તો ચાર લોકો રમે છે જે પોતાની અલગ અલગ ચાર ખૂણાની સીટ પર બેસી જાય છે અને તેમાં ચાર ગોટીઓ હોય છે એક પ્લેયર પાસે અને તે તેમાં એક ક્યૂબ હોય છે જેને ફરકાવામાં આવે છે અને એ ક્યૂબ પર એક ત્રણ પાંચ બે ચાર છ એવા નંબરના ડોટ કરેલા હોય છે એને ફરકાવતા જે નંબર પડે તો તે લૂડો તેમાં આગળ જાય છે તો લૂડોની એ જે ક્યૂબ આપ્યું હોય છે એને ફરકાવતા જો ફસ્ટ ટાઈમ એમાં કેટલાક રૂલ્સ હોય છે કે છ પડે તો આગળ જવાનું એક પડે તો ના જવાનું લાસ્ટમાં ઘરમાં જવાનું હોય ત્યારે એક પડે એક ખાનું બચ્યું હોય તો એક પડે તો જ જવાનું જે એના ચારે ચાર ગોટી ફસ્ટ પહેલાં અંદર જતી રહે છે તે વિનર અને બીજાને ચીડવવાની મજા જ પણ કંઈ અલગ આવે છે તો લૂડોમાં છ પડે એટલે એક ગોટી બહાર કાઢવાની હોય છે અને એને આગળ ચલાવવાનું હોય છે જેમ જેમ છ પડે તે રીતે ચારે ચાર ગોટીને આપણે જે આપણને એક એન્ડ પોઈન્ટ આપેલો હોય છે ત્યાં સુધી આખું સર્કલ ફરીને લઈ જવાનું હોય છે તેની વચ્ચે વચ્ચે મજા પણ ખૂબ આવે છે કારણ કે એકબીજાને કાપવું અને પોતાની ગોટી બચાવવી પછી આપણે વાત કરીએ તો કે કેરમ કેરમની વાત કરીએ તો એમાં પણ ચાર લોકોની જરૂર પડે છે પરંતુ આપણે તો રમવા માંડીએ તો આજુબાજુ બધા આવીને બેસી જાય છે કારણ કે કેરમ એક એવી વસ્તુ છે કે જેમાં મજા માણવા માટે ખૂબ જ મજા માણવા માટેની પણ ખૂબ જ અલગ મજા હોય છે કેરમમાં કેટલીક ગોટીઓ હોય છે જે ગોળ હોય છે જેમાં એક સ્ટાઈગ્રર હોય છે તેનાથી બીજી ગોટીઓને મારવાનું હોય છે હવે એ ગોટીઓમાં ત્રણ પ્રકારની જોવા મળે છે જેમાં અલગ અલગ કલર વડે દર્શાવવામાં આવે છે એ અલગ અલગ કલરમાં વાઇટ હોય કાળો હોય અને એક મેન હોય છે જે પિન્ક કલરની અથવા રેડ કલરની હોય છે જે પિન્ક અને રેડ કલરની ગોટી મારી જાય છે તે એ એ ગેમનો વિનર એમ કહેવામાં આવે છે જેને આપણે જે કાળી હોય છે તેને સો કહીએ છીએ વાઇટ હોય તેને બસો એ રીતે નાણાકીય રીતે તેને અંક આપવામાં આવે છે હવે સાપ સીડીની વાત કરીએ તો સાપ સીડી એ પણ લૂડો જેવું જ છે કે જેમાં એક ક્યૂબ હોય છે જેને ફરકાવામાં આવે છે અને જેટલા અંકો પડે છે તે રીતે તે સાપ સીડીમાં આગળ વધે છે અને એ ગોટીને આગળ ચલાવવાનું હોય છે સાપ સીડીની રમતમાં ગોટી આગળ જતાં આગળ જ્યાં સાપ આવે તે આપણને ગળી જાય છે અને આપણે પાછા નીચે આવતા રહીએ છીએ ત્યારે જે બીજાને ચીડવવાની મજા જ કંઈ અલગ હોય છે સાપ સીડીમાં આગળ વધતાં જે સીડી ચડે છે તો તે આગળનો લેયર પાર કરે છે અને તેટલા સીડી ચડે તેટલો અંક એને કરવા પડતું નથી સાપ સીડીની અંદર એકથી સો સુધીના અંકો લખીને સ્કવેર પાડવામાં આવે છે જે ફસ્ટ ટાઈમ સો નંબર પર પહોંચી જાય છે તે વિનર ગણાય છે એવી નવી નવી રમતો મઝા આવે છે રમવાની જે આપણી સ્થાનિક દેશી રમતો છે કે જે ઘરમાં બેસીને વેકેશનમાં મામાને ઘરે બધે રમવાની મજા આવે છે અને એ એવી રમતો છે કે જેને હર કોઈ રમી શકે છે ચેસની વાત કરીએ તો ચેસ ગેમ જેને આવડે છે અને જે તેમાં વિનર થાય છે એ બુદ્ધિનો સૌથી શ્રેષ્ઠ કણે એવું કહેવામાં આવે છે કારણ કે ચેસ ગેમ ગેમ એ બુદ્ધિ થી રમાય છે એમાં ખૂબ જ વિચારવાની જરૂર પડે છે એ હમણાં સુધીની જે લૂડો કેરમ સાપ સીડી જેવી રમતોમાં મજા મસ્તી એ માણવા સાથે રમવાનું હોય છે જ્યારે આમાં થોડું આપણે વિચારવા જેવી વાત પણ આવે છે કે ક્યારે કઈ એ કોને કાપવું ક્યારે કઈ ગોટી આગળ ચલાવવી ક્યારે કોને ચકમો આપવો ક્યારે ચેક કરવું કે કઈ રીતે રાજાને બધી બાજુથી જતાં રોકવું નવી નવી એવી પદ્ધતિનું વર્ણન કરવામાં આવે છે તે નવી નવી પદ્ધતિથી એને રમવામાં આવે છે કે જેથી દિમાગનો વિકાસ થાય અલગ અલગ રીતે એ ચેસને રમવામાં આવે છે જેમાં રાણી રાજા સિપાહી ઘોડા ઊંટ જેવું અલગ અલગ જેમ પહેલાંના જમાનામાં આખું એક સેના હોય છે અને એક રાજ્ય સભામાં કે એક રાજ્યમાં એક રાજા ઉપર શાસન કરતાં રાજા રાણીની જેમ દર્શાવવામાં આવે છે જેમ યુદ્ધોમાં દિમાગથી વિચારીને કામ કરવામાં આવતું હતું તે રીતે આ ચેસમાં પણ રમવામાં આવે છે લખોટાની વાત કરીએ તો એક એક એક એવું રમત છે કે જ્યાં એક લખોટા પર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે અને એવી રીતે એને મારવાનું હોય છે એવી રીતે આપણા હાથ કેળવવાના હોય છે કે એ લખોટાને એકબીજા સાથે અથડાવી શકીએ એવી એવી વિવિધ સ્થાનિક રમતો રમવાની હોય છે સ્થાનિક રમતોની વાત કરીએ તો એવી બહુ બધી રમત છે જે આપણે રમી શકીએ છીએ કે જે ઘરમાં બેસી રમી શકીએ છીએ જે આપણાં જીવનમાં મજા માણી શકાય આપ એન્ટરટેનમેન્ટ કરી શકાય સમય પસાર કરી શકાય એવી ખૂબ જ એવી રમતો છે કે જે ઘરમાં રમી શકાય છે